જયારે પણ અમે ટ્રેકિંગ સાઈડ પર જઇએ છીએ ટ્રેકિંગ કરવા માટે ત્યારે ત્યાં લોકો સૌથી વધારે પાણીની બોટલ પછી પોલીથીન અને ઘણી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ ફેંકે છે જેને લીધે અ બહુ જ પોલ્યૂશન અને બહુ જ બધુ ખરાબ થાય છે અને અમારા ધ્યાન પર આવે તો અમે બને ત્યાં સુધી અમારી સામે કચરો સામે હોય ત્યાંથી અમે ઉઠાવી લઇએ છીએ અને બને ત્યાં સુધી પર્યાવરણ શુદ્ધ રહે એવી હન્ડ્રેડ પરસેન્ટ ટ્રાઇ કરીએ છીએ